મારા ખેતીમાં તો પાકમાં તો કપાસ મગ અસી એવું બધું થાય છે અને મારે સરકારને વેચવું હોય તો તો હું જરૂર વેચી પણ મને તે ભાવ તો મળવો જોઈએ કે નહીં ઘઉં કપાસનો ભાવ તો ચૌદસો રૂપિયા આપે અને જ્યારે હું કુંડલા લઈને જાઉં તો મને સોળસો રૂપિયા આપે બસો રૂપિયા કેમ એક મણે તો વાત એટલી જ છે કે મારે જ્યારે ઘરે ઘરેથી લઈ જાય તો ચૌદસો રૂપિયામાં લઈ જાય ને મારે કુંડલા જઉં તો સોળસો રૂપિયામાં જાય તો હું સરકારી ના જે વચેટિયા વેપારીને આપું કે ડાયરેક લઈ જાઉં બસ મને જે ફાયદો થાય એ જ હું કરીશ મારે મગ એક વખત મેં મારા મગ સિત્તેર રૂપિયા મેં મારા ગામડામાં આપી દીધા એના એ મગ મારે સુરતમાં મારા જ મગ મારે લેવા હતા તો એકસોને વીસ રૂપિયામાં મને મળ્યા છે એ વચેટિયા વેપારીને મેં આપ્યા હતા એને એકસોને વીસ રૂપિયા શું કામ ન લગાવ્યા અંતર તો પાંચસો કિલોમીટરનું જ છે તો શું કામ એ લગાવ્યા તો એને પૂછ્યું કે ભાઈ તે આ રીતે શું કામ ન કર્યું તો કે તમારા મગ હતા એમાં કાંકરી હતી ધૂળ હતી એ બધું મેં સાફ કરાવ્યું મારે મશીનરીને ક્લીન કરાવ્યું મેં માણસો રાખીને કામ કરાવી એના બધાનો મારે પૈસા ને ઉપર જાતા મેં સરકારની જીએસટી પણ ભરી છે તો આ જે આ રીતનો જે વેપાર છે એ વચેટિયા જે વેપારી સરકારની નીચેના અને આપણાથી ઉપરના જે વચગાળાના જે વેપારીઓ છે તેઓ લોકોનો આ કાર્ય કરે છે હું મારા ચણા મગ હું ડાયરેક નહીં વેચુ કારણ એટલું જ છે કે તમે ડાયરેક વેચશો કે તમે ઘરથી વેચશો તમને ફરક માત્ર થોડોક એવો જ પડશે પણ તમારે બધું જાતે કરવું પડશે ન ઓલા જે ઘર બેઠા લઈ જાય છે એ એ લોકોને પણ આપણે જેટલું જ પ્રોફિટ આપણી કરતાં વધારે છે પણ મહેનત તો આપણે જેટલી જ લાગવાની છે એ માટે એટલે હું હંમેશાં ઘરેથી લઈ જાય તો બાર વેચવા નથી જતો ભાવ મને પૂરતો મળતો હોય તો